ગુજરાતનાં સમાચાર પત્રોમાં મોટે ભાગે તો રાજકારણની અસર જોવા મળે છે હાલમાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણીઓને કારણે રાજકારણના સમાચારોથી છાપાઓ ભરાએલા રહેતા તે ઉપરાંત આંતરરાષ્ટ્રિય ઘટનાઓમાં પણ ડોનાલ્ડ ટ્રંપ પર હુમલો વગેરે ઘટનાઓ એ ધ્યાન ખેંચેલું અને છાપાઓમાં સારી એવી જગ્યા એના પર આવેલી એ ઉપરાંત લોકલ ઘટનાઓમાં એક્સિડન્ટના સમાચાર કે કોઈ છોકરાઓના ઝઘડાના સમાચાર કે કોઈના ખોવાઈ જવાના સમાચારો એવા બધા અથવા ઘરેલુ કંકાસના સમાચારો પણ ઘણી વખત આવતા રહેતા હોય છે હાલમાં જ અમદાવાદમાં એક બહુ દર્દનાક એક્સિડન્ટ બનેલો જેમાં એક કારે લગભગ પાંચ કે છ જણાંને અડફેટે લઈ લીધા હતા લગભગ બધા સ્થળ પર મૃત્યુ પામેલા અને કાર ચલાવનાર છોકરો પણ સ સત્તર વર્ષનો હતો જેની પાસે લાઇસન્સ પણ નહોતું તો એણે પણ ઘણા મથાળા બનાવ્યા અને સ સ સમાચારમાં લગભગ આઠ સ દસ દિવસ સુધી એ માહિતી આવતી રહેતી હતી